સરદાર વલ્લભ ભાઈ પટેલ લોખંડી પુરુષ મિસાઈલ મેન અબ્દુલ કલામ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલરકર રન મશીન વિરાટ કોહલી થાલા ધોની ફોર ધ રિસન